ગયા શનિવારે અમે લોનાવલા ગયા વોટરફોલમાં મારો પ્રથમેશ નાવા પડ્યો પહેલાં તો ના ના કરી પણ પછી થોડી વાર પછી તો એને બહુ જ મજા આવી મને એને ખુશ જોઈને એટલી મજા આવતી હતી ફટાફટ મેં મારા હસબંડ પાસેથી કેમેરો ફોન લીધો અને કેમેરામાં એનો ફોટો કેપ્ચર કર્યો એ ફોટો એટલો સરસ આવ્યો છે એટલો સરસ છે કે એમાં પાણીના છાંટા એનો ખૂશખુશાલ ચહેરો અને એ આ એ મારો મનપસંદ ફોટોગ્રાફસ છે અત્યાર સુધીનો